હં નમસ્તે જયશ્રી કૃષ્ણ ભાઈ મજામાં આજે તો આપણા મહારાજે કથામાં નૃસિંહ અવતારની જે વાત કરી તેથી મને ખૂબ નવાઈ અને આનંદ પણ થયો ખૂબ સરસ હતું વર્ણન કર્યું જે નૃસિંહ અવતારમાં ભગવાનનું અને જે આ આ ગરમ ચોળ આ ગરમ લાલ ચોળ જે થાંભલો હતો તેમાં ભક્ત પ્રહલાદ કેવી રીતે ભેટી પડ્યો હશે મને તો એ જ આશ્ચર્ય થાય કે એને ડર નહીં લાગ્યો હશે હું પણ એ જ પૂછ જાણવા માંગુ છું કે એવી તો શું કરામત કરી કે ભક્ત પ્રહલાદને જરા પણ ડર નહીં લાગ્યો અચ્છા કીડી ચાલતી હતી બરાબર બરાબર છે ને બરાબર છે ને પછી શું થયું ફાટ્યો અચ્છા અચ્છા નરસિંહ અવતાર પ્રગટ થયો બરાબર છે રાઈટ બરાબર બરાબર છે બરાબર છે હા બહુ સરસ બહુ સરસ રાઈટ રાઈટ સરસ વાર્તા કહી તમે ખૂબ ખૂબ આભાર હા હા હા જયશ્રી કૃષ્ણ હા જયશ્રી કૃષ્ણ